મારી સૌથી પ્રિય રમત તો ક્રિકેટ છે કેમ કે હું નાનપણથી મેં ક્રિકેટ જોઈ છે રમ્યો છું અને મને છે ને ક્રિકેટ જોવા કરતાં પણ રમવાની વધારે મજા છે ને ક્રિકેટમાં મારો સૌથી ફેવરેટ પ્લેયર છે વિરાટ કોહલી કે જે હું નાનપણથી બસ ખાલી એને જ જોઉં છું મેં એની આઈપીએલ માં પણ એની ટીમ આરસીબીને ફૉલો કરું છું કેમ કે મને ખબર નથી મેં જ્યારથી મેચ જોવાનું સ્ટાર્ટ કર્યું મેં ત્યારથી વિરાટ કોહલીને જ જોયો છે અને એનું પ્લેઈંગને એનું લુક જોઈને મને એટલું એક પ્લેયર ગમે છે લોકો એને ટ્રોલ પણ એટલા કરે છે કે લોકો એને એમએસ ધોની છે રોહિત શર્મા છે એ લોકો સાથે એની કંપેરિઝન કરે છે પણ એ કંપેરિઝન આખું છે જ નહીં રોહિત શર્માનો આખો રોલ અલગ છે એમ એસ ધોનીનો આખો રોલ અલગ છે વિરાટ કોહલીનું આખું રોલ અલગ છે બધાનો અલગ અલગ રોલ હોય છે ને એની સામે તમે એની કંપેરિઝન કરો કે જે હવે માનો કે કોઈ વનડાઉન ઉતરવા વાળો પ્લેયર હોય અને એનું તમે વનડાઉન સાથે કરો તો કંપેરિઝન એ રાઇટ છે બટ જે તમે ફિનિશરને તમે ટોપ ઓડર બેસ્ટમેન સાથે તમે એની કંપેરિઝન કરો એ વસ્તુ રાઇટ નથી કેમ કે તમે હવે જે ટોપ ઓડર બેસ્ટમેન છે એનો જે રોલ છે કે માનો કે કોઈ ફટા જલ્દી વિકેટ પડી જાય છે તો ત્યારે આવીને ગેમને છેલ્લે સુધી ખેંચી જવાનો રોલ છે અને એની અંદર તમે સ્ટ્રાઈક રેટ નહીં જોવો તમે એની અંદર એ જોવો કે એ પ્લેયર ટીમ માટે રન કાઢે છે ટીમ માટે સામેવાળા જો મા બેટિંગ કરતા હોય તો એની સ્ટ્રાઈક બચાવી રાખશે કે ના એ ધીરે ધીરે ત્યાં રમ્યા કરશે કદાચ એકદમ એવો ટાઈમ આવશે કે છેલ્લે સુધી નીકળી જાય છે તો પછી એના ગિયર્સ ચેંજ કરીને એ ર રન કાઢી શકે છે કેમ કે સ્ટાર્ટિંગમાં તો તમે પહેલાં જથી તમે જો મારવા માટે કરો તો એના માટે ઓપનર્સ છે જ પણ જો તમે એના પછી વિકેટ પડી જાયને એના પછી જો તમે વિચારો કે એના પછીનો બેટ્સમેન આવે એ પણ એવી રીતે જ મારશે તો એ વસ્તુ પોસિબલ નથી કેમ કે ધીરે ધીરે એટલે પિચ ચેંજ થાય છે કોઈ વખત પિચમાં ચેંજ થવામાં રન વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે મોટા ભાગે તો એવી રીતે રન ઘટતા જ હોય છે કેમ કે એના પછી સ્પિનર્સનો ઇન્ટરડ્યુસીન્ગ થાય કે સ્પિનર્સ એ લોકોની ચાલાકીવાળી બોલિંગમાં પ્લેયરોને અટકાવી રાખે છે અને વિરાટ કોહલીનો જે રોલ છે એ વિરાટ કોહલી સૌથી સારી રીતે એનો નિભાવે છે અને હમણાં વર્લ્ડ કપની જે વાત છે કે વિરાટ કોહલીને લોકો ઓપનિંગ કરાવતા હતા કે જે ઓપનિંગ જેના માટે એને આઈપીએલ સિવાય કશામાં એણે કર્યો જ નથી ટી ટવેન્ટી ઇન્ટરનેશનલમાં તો એ વસ્તુ એને ફૉલો ફૉલો બે તમે લીયા કરો છો કે દરેક મેચમાં એ ફેલ જાય છે તો પણ તમે એને રમાડો છો તે વસ્તુ ખોટી છે કેમ કે એનો જે રોલ છે તે થર્ડ નંબર પર આવીને ટીમને સપોર્ટ કરવાનો છે અને તમે એને ઓપનિંગ કરાવશો કે તમે આવીને ડાયરેક મારવા માંડ તે વસ્તુ પોસિબલ નથી હા એણે આઈપીએલમાં કરી છે એટલે એને ખ્યાલ હોય કે બોલ ટર્નને એવું કેટલું થતું હોય બટ આઈપીએલ વસ્તુ અલગ છે ને ઇન્ટરનેશનલ વસ્તુ અલગ છે કે બંનેમાં અલગ અલગ રોલ હોય છે